ધારોકે આપણા ઘરમાં આજે નાનું નાનું બાળક આવવાનું છે તો તો આપણે એની ખુશીમાં ઘણા હોઈએ છીએ કારણ કે આપણે એમ થાય કે ચાલો હવે એમને હવે નાનું બાળક આવવાની ખૂબ તૈયારી થઈ ગઈ છે વહુને આપણે ડિલેવરી કરવા માટે હોસ્પિટલ લઈ ગ્યાં ત્યાં આપણને ખબર પડી કે ચાલો આપણા ઘરે બાબાનો જન્મ થ્યો છે પણ આપણે તો ઘણા ખુશી માં થઈ ગયાં હોય અને આપણે બાળ છોકરાઓમાં અને એ બધાને સગા વાલાને પેંડા બાંટવા મંડયા હોય અથવા સ્ટાફને અથવા ડોકટર સાએબોને બધાને આપણે પેંડાની ખુશી કરતાં હોય છીએ ને બાળક જન્મે એટલે તરત એને આપણે ઘરનું જરાક મધ આપણે ચખાડતા હોઇ સીએ કારણ કે આપણે ગળથૂથી પાવી જરૂરી હોય છે પછી આપણે એને છ દિવસ સુધી પછી છઠ્ઠી આવે તેદી આપણે છઠ્ઠીમાં તો આપણે એક બાજોઠ લઈ પછી ત્યાં ઉપર ઘઉ લીલું કપડું રાખીએ પછી એની ઉપર ઘઉ કરીએ ઘઉનો અને નીચે સાથીઓ કરીએ સાથીયા ઉપર પછી આપળે મગ અને સોપારીને બધું રાખતા હોઇએ છીએ ધર્મ વિધિ એ પ્રમાણે આપણે કરવામાં આવે પછી નાના બાળકને આપણે એની માંના ખોળામાં આપી અને તેને કાચા સુતરના તાતણા બાંધતા હોય છે એને તાતણા બાંધીને પછી એને એક દીવો કર્યો હોય છે અને વિધાતા લેખ લખવા આવતી હોય છે ત્યારે આપણે એને બાજોઠ નીચે કોરો કાગળ અને બૉલપેન રાખીએ સીએ કારણ કે આપળે ખબર છે કે રાત્રે બાર વાગા પછી વિધાતા મા લેખ લખવા આવે હવે આ મારા દીકરાના લેખ તમે સારા લખજો આપણે એવું કહીને છઠ્ઠીના દિવસે બધાય આપણા સગાંવહાલા આવ્યાં હોય એને આપણે મીઠું મોઢું કરાવતા હોય છીએ અને એના એની ખુશીમાં આપણે પતાસા પણ વહેચતા હોય છે એટલે આપણને ઘણું ઘણું અને આપણે બાળકો નાનું હોય પછી તેને છ મહિના સુધી તો પાણી પાવાની ડૉક્ટર મનાઈ કરતાં હોય છે કારણ કે માનું ધાવણ એ બહુ સરસ રીતે જ જાય એટલે એનું મોઢું કોઈ દિવસ બાળકનું સુકાતું ન હોય અને માનું ધાવણ એ ઘણું પૌષ્ટિક હોય છે એટલા માટે આપણે બાળકને અને એની માને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ એને ખવરાવવું પીવરાવવું અને સારી રીતે મા અને દીકરાનું શ્વસન સારી રીતે રહેશે એટલા માટે આપણે આ બાળકને નવજાત શિશુઓના આ વખતે વધુ આવું કરવામાં આવતું હોય છે અને બાળકો જ્યારે રડતું ના હોય ત્યારે ડૉક્ટર પણ એને વાંસામાં થાપલી મારીને રડાવતું હોય છે કારણ કે આપણને ત્યારે ખબર પડે કે આપણું બાળક સરસ રીતે સારું છે અને તેને બાળકને માથામાં કંઇ બી આપણે ખાધું પીધું હોય તો બાળકને જરાક માથા ઉપર દાબરી કે છાશ કે કાંઇ ચોંટેલું હોય તો તેને આપણે સાફ કરીને લૂંછી નાખીએ છીએ પછી તેને સારી રીતે માના પડખામાં આપીએ છીએ અને થોડાંક દિવસમાં સરસ બાળક થઈ જાય છે અટલે એને કાંઇ વાંધો આવતો નથી એને આપણે જોઈ લઈએ છીએ કે પ્રેગ્નન્સી વખતે પણ માતાને બાળકનું બરાબર ધ્યાન રાખવું પડે છે આ પ્રમાણે નવજાત શિશુને બાળકનું ધ્યાન રાખવામાં આવે છે